હા છે બોલો એટલે મતલબ તમે મેડિસિન રિપ્રેસન્ટેટિવ બોલો છો હા હા

બરોબર છે ના એ બધા અમને ખ્યાલ છે પેરાસિટામોલનું પણ ઈથેમાં મારા પાસે ઓલરેડી છે તમારી પાસે એમાં નવું શું છે કંઈ નવું હોય તો અમે લઈએ ઓલરેડી એનો સ્ટોક બહુ વધારે પડતો છે બરોબર છે અમારી પાસે કોમન કોલ્ડની સિરપ છે ગુડ સિરપ છે ઘણી બધી સિરપ પણ અનુક્ત છે અમારી પાસે તો એટલે આ રીતે ખરીદવાની જરૂર નથી તો ના હજુ અમારે જેટલું લાગશે જરૂર પડશે તો અમે તમને જાણ કરીશું ઓકે ઓકે હા